હલો હું કાજલ ભટ્ટ બોલું છું મારે ઓટો બુક કરાવવી છે તો એ તારીખ છે તેર આઠ બે હજાર ચોવીસ અને સમય છે બપોરે બે અને ત્રીસ મિનિટ તો આ ટાઈઇમે આ તારીખે પ્લીઝ મારી ઓટો બુક કરો અને હું નડિયાદ નેક્ષસ ફોરમાંથી બુક કરાવવા માંગુ છું અને મારે ડભાણ ચોકડી જવું છે તો પ્લીસ બુક કરો ટાઇમ અને સમય અને સ્થળ થેન્ક યૂ